જી એસ ટી નું સંપૂર્ણ સ્વરૂપ માલ અને સેવા કર છે જીએસટી એક પરોક્ષ કર સિસ્ટમ છે તે ભારતમાં અન્ય અનેક પરોક્ષ કરને બદલે છે જી એસ ટી એ રાષ્ટ્રવ્યાપી ઉત્પાદનો અને સેવાઓ ઉપર લાગુ કરેલ વપરાશ આધારિત કર છે જી એસ ટી કર સિસ્ટમને સરળ બનાવવાનો અને ગેરંટી આપે છે કે તમામ કરદાતાઓ સતત અને ખુલ્લી રીતે કર ચૂકવે છે સામાન્ય રીતે પ્રદાન કરેલા માલને પ્રકૃતિના આધારે પાંચ પ્રકારના જીએસટીનું મૂલ્યાંકન કરવામાં આવે છે જી એસ ટી શું છે એ હું આજે તમને જણાવીશ જુલાઈ એક બે હજાર સત્તરના રોજ ભારતે માલ અને સેવા કર એક પરોક્ષ કર વ્યવસ્થા લાગુ કરી હતી આ એક ગંતવ્ય આધારિત કર છે જેનો અર્થ એ છે કે જ્યાં આ ઉત્પાદનો અથવા સેવાઓનો વપરાશ કરવામાં આવે છે તે કર એકત્રિત કરવા માટે જવાબદાર છે જી એસ ટી સિષ્ટમ હેઠળ રૂપિયા વીસ લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતી કંપનીઓએ જી એસ ટી નિયમોનું પાલન કરવું આવશ્યક છે જી એસ ટી એક બહુ તબક્કાની કર પ્રણાલી છે તેથી ઉત્પાદકથી ખરીદનારને દરેક સપ્લાય ચેન લિન્ક પર કર ચૂકવવામાં આવે છે જો કે માત્ર અંતિમ ગ્રાહક જ કર ચૂકવવા માટે જવાબદાર છે દેશભરમાં સતત કરનું માળખું સ્થાપિત કરવું અને ઘણા કર કર સંગ્રહ અને અનુપાલનમાં સુધારેલી કાર્યક્ષમતાને દૂર કરવું જી એસ ટી નો ઉદ્દેશ્ય જી એસ ટી નો ઉદ્દેશ્ય એ છે કે એકલ સરળ કર સંરચના સ્થાપિત કરીને વ્યવસાયો અને ઉપભોક્તાઓ ઉપર વિવિધ વસુલાતો ને દૂર કરવાનો પ્રયત્ન છે એમનો જીએસટીનો હેતુ એકલ બધા જ સમાવેશી કર સાથે અનેક પરોક્ષ કરોને બદલીને કર અનુપાલનની કાર્યક્ષમતા અને પારદર્શિતામાં સુધારો કરીને કર સિસ્ટમને સરળ બનાવાનો છે જી એસ ટી ટેક્સ કાશકેડ અસરને ઓછી કરવા ટેક્સ કલેક્શન વધારવા અને સરકારી આવકને વધારવા માટે અપેક્ષિત છે વધુમાં જીએસટીનો હેતુ રાષ્ટ્ર વ્યાપી કંપનીઓ માટે વ્યવસાય આયોજિત કરવાનો અને રમત ગમતનાં ક્ષેત્રને સ્થિર બનાવાનો છે ભારતમાં વિવિધ પ્રકારના જીએસટીનો હેતુ ભારતમાં આર્થિક વિકાસ અને વિકાસને પ્રોત્સાહન આપતી વખતે કર વધુ સરળ પારદર્શક અને વ્યવહારિક બનાવવાનો છે વિવિધ પ્રકારના જી એસ ટી આજે હું તમને જીએસટીના પ્રકારો વિશે જણાવીશ એક કેન્દ્રીય માલ અને સેવા કર તે કેન્દ્ર સરકાર દ્વારા આંતર રાજ્ય વ્યવહારો પર લાગુ કરવામાં આવે છે બે રાજ્ય માલ અને સેવા કર આ કર છે જે રાજ્ય સરકાર માલ અને સેવાઓના ઇન્ટ્રાસ્ટેટ પુરવઠા પર લાગુ કરે છે ત્રણ એકીકૃત માલ અને સેવા કર આ રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે માલ અને સેવાઓનાં આદાન પ્રદાન અને વેપાર પર લાગુ કરવામાં આવે છે ચાર કેન્દ્રશાસિત પ્રદેશ માલ અને સેવા કર કેન્દ્રશાસિત પ્રદેશના કેન્દ્રશાસિત પ્રદેશમાં માલ અને સેવાઓ પ્રદાન કરવા પર કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે જેમકે અંદમાન અને નિકોબાર જી એસ ટી સાથે રિપ્લેસ કરેલ ટેક્સ હું તમને જી એસ ટી સાથે રિપ્લેસ કરેલ ટેક્સ વિશે જણાવીશ ભારતમાં વિવિધ પ્રકારના જી એસ ટી ની રજૂઆત વ્યવસાયો પરના એકંદર કરના ભારને નોંધપાત્ર રીતે ઘટાડીને છે અને કર વ્યવસ્થાની કાર્યક્ષમતા અને પારદર્શિતામાં સુધારો કર્યો છે ભારતમાં જી એસ ટી દ્વારા બદલાવામાં આવેલા એકથી વધુ પરોક્ષ કર છે આજે હું તમને તેમના વિશે જણાવીશ એક કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક બે સર્વિસ ટેક્સ ત્રણ મૂલ્ય વર્ધિત કર વી એ ટી ચાર સેન્ટ્રલ સેલ ટેક્સ સી એસ ટી પાંચ મનોરંજન કર છ લકઝરી ટેક્સ સાત ખરીદી કર આઠ ઑ કટ્રોઇ નવ પ્રવેશ કર દસ જાહેરાત કર જીએસટીના લાભો જી એસ ટી ના ખૂબજ લાભો છે હું આજે તમને જી એસ ટી ના કેટલાક લાભો વિશે જણાવીશ કરનું માળખું સરળ બનાવે છે તે અનુપાલનનો ભાર ઘટાડે છે જી એસ ટી કરના વ્યાપક અસરને દૂર કરે છે જી એસ ટી એકસમાન કરનું માળખું બનાવે છે અને જી એસ ટી દ્વારા સરકાર માટે આવકનો વધારો થાય છે આ ખૂબજ મહત્ત્વનું છે વિવિધ પ્રકારના જીએસટીની વર્તમાન અરજીઓ વિશે હું જણાવીશ મુખ્યત્ત્વે પાંચ પ્રકારના જીએસટીની રજૂઆતને કારણે ભારતનું કર વેરાનું માળખું વધુ સરળ અને અસરકારક બની ગયું છે વ્યવસાય ઉપર પાલનના ભારને ઘટાડતી વખતે જીએસટીએ સરકારી આવક વધારી છે વધુમાં વિવિધ પ્રકારની જી એસ ટી ટકવારીઓએ સુનિશ્ચિત કર્યું છે કે દેશની કર સિસ્ટમ એકીકૃત છે જે કરદાતાઓ માટે વ્યવસાય કરવાનું વધુ સરળ બનાવે છે એક રાજ્ય માલ અને સેવા કર માલ અને સેવાઓના ઇન્ટ્રાસ્ટેટ પુરવઠા પર લાગુ કરવામાં આવે છે એસ જી એસ ટી દર રાજ્યોના શૂન્ય ટકાથી અઠ્ઠાવીસ ટકા સુધીની હોય છે સબંધિત રાજ્ય સરકાર એસ જી એસ ટી આવક એકત્રિત કરવાનું શુલ્ક છે માલ અને સેવાઓના ઇન્ટ્રાસ્ટેટ પુરવઠા કેન્દ્રીય માલ અને સેવા કરને આધીન છે હું જણાવીશ કે કેન્દ્ર સરકાર જી એસ ટી એકત્રિત કરવા માટે જવાબદાર છે જે શૂન્ય ટકાથી અઠ્ઠાવીસ ટકા સુધીની હોય છે જ્યારે બહુવિધ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉત્પાદન અને સેવાઓ પૂરી પાડવા માટે ત્યારે આવે છે ત્યારે એકત્રિતકૃત ઉત્પાદનો અને સેવા કર વસુલ કરવામાં આવે છે કેન્દ્ર સરકાર આઈ જી એસ ટી પણ એકત્રિત કરે છે જે શૂન્ય ટકાથી અઠ્ઠાવીસ ટકા સુધીની હોય છે કેન્દ્રશાસિત પ્રદેશના માલ અને સેવા કર જે યુ ટી જી એસ ટી તરીકે ઓળખાય છે આ કર કેન્દ્રશાસિત પ્રદેશમાં કરેલી માલ અને સેવાઓના પુરવઠા પર વસુલ કરવામાં આવે છે કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર યુ ટી જી એસ ટી એકત્રિત કરે છે જે શૂન્ય ટકાથી અઠ્ઠાવીસ ટકાની હોય છે હું એવું ખાતરી આપું છું કે આ વિડીયો પરથી તમને ખૂબ જ જાણવા મળ્યું હશે અને હું તમારા માટે આ રેકોર્ડીંગ કરી રહી છું તેથી મને આ રેકોડિંગ કરવા બદલ તમારો સપોટ જોઈએ છે મને ખબર છે કે તમે મને ખૂબજ સહકાર આપશો તમારો આભાર